હેલ્લો હું છું અને મારી ગેસ સિલિન્ડર બુકિંગ સંદર્ભ નંબર છે હું મારી હાલની ગેસ બુકિંગ તાત્કાલિક રદ કરવા માગું છું કૃપા કરીને મને પુષ્ટિ આપો કે આ બુકિંગ સફળતાપૂર્વક રદ થઈ ગઈ છે